જે મને પાંચ નંબર યાદ છે તે સત્તાણું એકસો ને બાર ત્રણસો ને વીસ એક હજાર ને પચાસ ત્રીસ હજાર ને ચારસો ને પંચોતેર